જે હું ફ ફરવા જાઉ ત્યારે જે પણ સ્ટેટમાં જાઉ ત્યાંનાં પુસ્તકાલયની મુલાકાત લઉં છું મને પુસ્તકાલયમાં જે પુસ્તકો હોય એને ચેક કરીને જે સારા પુસ્તકો લાગે એ સાઈડ પર રાખી અને પછી એનું વાંચન કરું છું મારા ઘરમાં ઘણાં બધાં સારા પુસ્તકો છે રોમેન્ટિક છે પછી સિરિયસ છે પછી એ પ્રમાણે હાસ્યના હાસ્ય નાજે પુસ્તકો હોય એ પણ વાંચું છું અમારા ઇયાં આશ્રમમાં પણ લાઇબ્રેરી છે એવી મારી પોતાની ઈચ્છા છેકે મારી પોતાની લાઇબ્રેરી અઇયાં પણ એવ એ રીતની સગવડ નથી રૂમમાં કે અમે ઇયાં રાખીએ પણ અમારે હોલની અંદર લાઇબ્રેરી છે ત્યાંથી અમે પુસ્તકો લાવી અને આ રૂમ પર વાંચી શકીએ છીએ અને પાછા પુસ્તકો વંચાઈ જાય એટલે પાછા લાઇબ્રેરીમાં મૂકી દઈએ છીએ ઇયાં ચિત્રલેખા અભિયાન પણ આવે છે દર અઠવાડીએ અને ઈ પ્રમાણે ત્યાં એનું વાંચન કરીને અમે ત્યાં મૂકી દઈએ છીએ તો લાઇબ્રેરીનો મને ખૂબ જ શોખ છે પહેલેથી નાનો હતો ત્યારથી જ અમે લોકો સ્કૂલ લાઈફમાં હતા ત્યારે પણ અમારે ત્યાં લાઇબ્રેરી હતી ત્યાં અમે લોકો જઈએ અને ત્યાં જે છકોમકો ઝગમગ પછી બીજા ઈ રીતના કોઈપણ મિયાં ફૂસકીના એવા પુસ્તકો લઈ અને અમે લોકો વાંચતાં અને પાછા ત્યાં જ જમા કરાવી દેતા આ રીતનું અમારું આખું લાઇક હાસ્યમાં જ પસાર થયું છે અને એ રીતે જ અમે હજી આગળ પણ અમારી જિંદગી એ રીતે પસાર કરવા માંગીએ છીએ